હલો વિજય ડેરીથી બોલો હવે મારે ત્યાં એક પ્રસંગ છે તો મીઠાઈ જોઈતી હતી ખાસ તો કઈ કઈ વેરાઈટી છે તમારી પાસે ખાસ તમારી મલાઈ રબડી એમાં રસ હતો પહેલાં તો છસો માણસમાં કેટલી રબડી જોઈએ તમારી આ કેટલા કિલો

એટલે એંસી કિલોમાં થઈ જાય હાં હવે ખાસ તમે પેલા એમાં પિસ્તા ને એવું ખાસ વધારે નાખો છો એવુ ખાસ કરવાનું છે અને રબડીમાં પેલા ગાયના દૂધની હોય કે ભેંસના દૂધની હશે કારણ કે પેલું ગાયમાં થોડી પતલી થઈ જાય છે અમને થોડી જાડી મલાઈવાળી જોઈએ છે કારણ કે અમારા ઘણાં બધા જે સગા સંબંધી છે તેને અમે ઘરે આવીએ ત્યારે તમારી વિજય ડેરીની લઈએ જ છીએ અને વિજય ડેરીની ઘણાં વખતથી અમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે દસ માણસ પણ હોય તો એ રબડી ખાસ મંગાવે તો હવે મોટા પ્રસંગમાં છે તો એંસી કિલો જેવી થઈ જશે એમ ને પછી મોટા ઓર્ડરમાં શું છે તમારો કોઈક ખાસ સ્કીમ છે એવું છે હા એટલે ચારસો રૂપિયા કિલો તો એમ જ છે તો પછી વધારે હોય તો કેટલા હં અ અ એંસી કિલો હોય તો ચારસો થોડાં હોય એના વધારે આપવા પડે એવું ના હોય હા એટલે ચારસોની જગ્યાએ ત્રણસો પચાસ લેશો એમ ત્રણસો પચાસમાં ચાલશે એંસી કિલો પછી ડિલિવરી કોણ કરવા આવશે ઘરે જ્યાં મારી વાડી છે ત્યાં મળી જશે હા ત્યાં ફ્રી ડીલીવરી હ પાછા એના ચાર્જ થાય એવું નહીં રાખતા એટલે ત્યાં મારી ઓર્ડર લખી દો આ રીતે એંસી કિલો અને અઠ્ઠયાવીસ તારીખ છે અઠ્ઠયાવીસ ઓક્ટોબર કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ મારાં નામથી લખો દેવાંગભાઈ ઓકે તો ઓર્ડર હું કન્ફર્મ રાખું છું ચાલો